આપણે છોડ અને પુષ્પ એ બેના વિશે જો કહીએ તો તમે કોઈપણ એવા પુષ્પો કે જે સુગંધિત હોય ઘણા પુષ્પો સુગંધ વગરના હોય એ છોડોને માવજત કેવી રીતે કરવી એ છોડો અને કેવી રીતે છોડને ઉછેરવો આ બધું બહુ ખૂબ અગત્યનું કામ છે અને આ એક ખેતીની રીતે આપણે કહીએ તો તે પ્રમાણે એને ઉછેરવાનું હોય છે ખેતી કરવી અને ફસલ ઉગાડવી એ અલગ વસ્તુ છે અને પુષ્પો ઉગાડવા અને પુષ્પના છોડોને મેન્ટેઇન કરીને પુષ્પ આવે એવી રીતે છોડ ઉગાડવા એ બહુ અલગ વસ્તુ છે તમે છોડ કોઈ બી પુષ્પનો છોડ લો એને તમે ધીમે ધીમે એને મોટો કરો એને એમાં પુષ્પ આવે એના પુષ્પ આવે પણ ઘણી વખત તમારી એવી કોઈ તકનિકના લીધે તકનિકની ખામીના લીધે એ છોડ તમે મોટો કરો પણ એના ઉપર પુષ્પ ના આવે એટલે તમારી એટલી જાણકારી એટલી હોવી જોઈએ કે આપ પુષ્પો કેમ નથી આવતું આ છોડ આટલો મેં મેન્ટેન કરું છું છતાં એના ઉપર પુષ્પ કેમ નથી આવતું એની વૈજ્ઞાનિકે ઢબે બી પણ આપણે બીજા પાસેથી સલાહ લઈએ કે અને આવા જ પુષ્પો જે છે એ પુષ્પોને આપણે આપણે કેવી રીતે વધુ પડતું એનો ગ્રોથ મળે અને આવા પુષ્પો વધારે ઉગે એના માટેનું આપણે જાણકારી મેળવવી જોઈએ અને આપણે જે દેશી ખાતર છે કે દેશી ખાતરનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ સેન્દ્રીય ખાતર દ્વારા તમે કોઈ પુષ્પને છોડને જલ્દી ઉછેરી શકો જેમ કે ગુલાબનો છોડ છે તેને સારા વાવેતર માટે આપણે એનો ઉપયોગ કરવો કરવામાં આવે છે ખાતરનો ઉપયોગ કરીએ છીએ અન્ય જાતિના અન્ય જાતિના ખાતરનો ઉપયોગ કરીએ અને એમાં જો તમે દેશી ખાતરનો ઉપયોગ કરો અને જૂની પદ્ધતિ પ્રમાણે આપણા બાપ દાદાઓ જેવી રીતે ખેતી કરતા હતા તેવી રીતે એમાં દેશી ખાતર પછી એમાં અળસીયાનું ખાતર એવા બધા ખાતરોનો ઉપયોગ કરીને જો આપણે કરીએ તો ગુલાબનો છોડ ખૂબ જ એનો એ આપે એનો ગ્રોથ વધારે આપે વધુ ગુલાબ ઉગે એટલા માટે આપણે આવા છોડોની માવજત કરવા માટે આપણે જૂની પદ્ધતિ પહેલાના જમાનામાં આ જે ખાતર વાપરવામાં આવતું હતું તેની સાથે સાથે દિવેલ દિવેલાનું ખાતર બનાવવામાં આવતું હતું દિવેલાનું ખાતર બી બને એ દિવેલાને ખાતરનું હોય અળસિયાનું ખાતર હોય એ એ બધાનો ઉપયોગ ઉપયોગ કરી અને એને એ છોડમાં તમે નાખો ને એટલે એ છોડ એટલો સરસ વિકસિત થાય અને વધું પ્રમાણમાં ગુલાબ ફળ ફૂલ વાળા જે હોય તેને એ કરી શકાય આમાં પાણી બહુ મહત્વનું હોય છે કે પાણી તમે છોડને પાણી કેટલા પ્રમાણમાં પીવડાવો છો જો વધું પડતું પાણી તમે જાણો કે આજે ને આજે છોડને આપણે વધુ પાણી પીવડાવીશું તો છોડ વહેલો મોટો થશે ના તેનાથી શું થાય કે છોડના મૂળિયામાં પાણી વધુ પડતું જવાથી મૂળિયાં સડી જાય છે અને તે સંકુચિત થઈ જાય છે જે એના લીધે છોડ ઉપર ફૂલ આવતા બંધ થઈ જાય છે એટલા માટે તમારે પાણી બી છોડને એટલું જ આપવાનું જેટલું જરૂરી હોય અને એના માટે અત્યારે એવું વૈજ્ઞાનિક પદ્ધતિ ડ્રીપ ઇરીગેસન એ બહુ બેસ્ટ છે સમય અંતરે અમુક ટીપાં પડે આ ખેતીમાં લોકો અત્યારે ગુલાબની ખેતીમાં ખૂબ જ વળી ગયા છે પછી ગલગોટાની ખેતીમાં એટલે ફૂલની ખેતી એ ખૂબ જ અગત્યની છે ફૂલની ખેતી આજે આપણો ભારત દેશ એ એક આસ્થાનો દેશ છે ભક્તિનો દેશ છે એટલે આપણે વધુ પડતી હોય દેવી દેવતાઓ આપણા એમ કહીએ કે તેત્રીસ કોટી દેવી દેવતાઓ તેત્રીસ કોટી દેવી દેવતાઓ એ તેત્રીસ કોટી દેવી દેવતાઓ એટલા માટે છે કે આપણે એને આસ્થામાં લઈ અને આવી રીતે આવું કંઈક વાવેતર કરીએ આવી આવા ફૂલોનું વાવેતર કરીએ અને એ દેવી દેવતાઓને આ ફૂલ ચડાવીએ એટલે રોજગારી મળે ખેડૂતને અને એને આ રોજગારી મળે એટલે માટે એ આ ફૂલની ખેતી કરે એટલા માટે આ દેવી દેવતાઓ કંઈક એવી દેવી દેવતાઓથી કોઈ તેત્રીસ કોટી જોવા ગયું નથી પરંતુ આ એક માન્યતા પ્રમાણે અહીંયા આ તરફ આપણો દેશ એક આસ્થા આપણી સંસ્કૃતિ આના સાથે જોડાયેલી છે એટલે આપણે લોકો ફુલ ને ખૂબ જ મહત્વ આપીએ છે ભારત દેશમાં જેટલું ફૂલનો વપરાશ થાય છે એટલો દુનિયાના બધા દેશોને ભેગા કરો તો તેમાં ટોટલી આટલા ફૂલનો વપરાશ નથી થતો જેટલો ભારતમાં ફૂલનો વપરાશ એટલે ફૂલ એ ભારત દેશનું એક મારી દ્રષ્ટિએ તો ફૂલની ખેતી એ સૌથી વધારે અગત્યની ખેતી જેવી રીતે અનાજની છે તેવી જ રીતે ફૂલની ખેતી બી ખૂબ જ અગત્યની છે ભારત દેશ માટે કેમ કે આસ્થા ઉપર રહેલો દેશ છે અને પોતાના દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે માટેની એક માનસિકતા માટેનું પ્રતિક એ ફૂલ છે અને એ ફૂલની ખેતી એટલે ભારત દેશના દરેક નાગરિકોને ફૂલ પ્રત્યે એટલું આકર્ષણ રહ્યું છે અને એના માટે સરકાર દ્વારા બી મોટા મોટા પ્રદર્શનો ફૂલોના થાય છે અને સરકાર બી આ ફૂલો માટેની મોટી મોટી જાહેરાતો કરે છે મોટી યોજનાઓ બી સરકાર મૂકે છે કે ફૂલોની ખેતી કરો કારણ કે ફૂલોની ખેતી કરવી એ આપણા માટે ખૂબ જ એક આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ એક આર્થિક દ્રષ્ટિએ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે ફૂલોની ખેતી એટલી બધી રોજગારીઓ પેદા થાય છે આજે જેટલો શાકભાજીનો ભાવ હોય છે એના કરતાં વધુ ભાવ અત્યારે ફૂલોને છે આજે ગુલાબનું એક કિલો ગુલાબના ફૂલની કિંમત બસો રૂપિયા છે ગલગોટાના ફૂલની કિંમત એક કિલોના એેંસી રૂપિયા છે એટલે શાકભાજીના લેવલ કરતા પણ ફૂલની કિંમત વધારે કેમ છે કેમ કે આપણે આસ્થા સાથે જોડાયેલા ભારત દેશના નાગરિકો છે અને આપણને ફૂલ પ્રત્યે એટલી બધી પહેલેથી જ તમારા ડીએનએમાં ફૂલ પ્રત્યેની એક મોહ રહેલો હોય છે એટલે ફૂલ ખરેખર ભારત દેશમાં સૌથી મોટામાં મોટી રોજગારીનો આવકનું સાધન છે અને ખેતીનું સાધન છે ખેતી માટે બી લોકો ફૂલોની ખેતી ખૂબ જ કરવા માંડ્યા છે ખેડૂતો અને દિવસે દિવસે આપણા ત્યાં વિવિધ જાતના ફૂલોની હવે તો ફોરેનના ટેકનોલોજીને બી આપણે આપણી સાથે સાંકળી અને આપણે જાત જાતના ફૂલોની અને બહારના ફૂલો કે જે પાંચ પાંચ દસ દિવસ સુધી કરમાય નહીં એવા ફૂલો આપણા ભારતમાં ઉગાવીએ છે એ ઠંડા પ્રદેશના ફૂલો હોય પણ તેને બી ટેકનોલોજીની સાથે સાથે એ ફૂલોને આપણે પાંચ દસ દિવસ સુધી તાજા રહે એવા ફૂલો વાપરીએ છીએ એના માટે આ ફૂલોના છોડમાં ચાનું પાણી પછી છાશ આવી જુદી જુદી કૃમિ મેં કીધુંને અળસીયા એને આપણે કૃમિ કહીએ આપણે કૃમિનું ખાતર એનો વપરાશ કરીએ છે એટલે જેથી કરીને આવા છોડો ગ્રોથ પકડે અને વધુ ઉત્પાદન આપે ફૂલનું ખૂબ જ વધુ ઉત્પાદન આપે અને ખેડૂતને એમ એમાંથી સારી આવક થાય ભારતમાં ગુલાબ ચંપો મોગરા જાસુદ લીલી ગલગોટા અને એવા અનેક પ્રકારના ફૂલો જે છે કે જે ફૂલો તેની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને એનો ભાવ પણ બજારમાં સારો મળી રહે છે જાત જાતના ફૂલોના લીધે આપણને ખેડૂતોને આવી ખેતી કરે છે અને ખૂબ જ ખેડૂતોને આ આમાંથી ઉત્પાદન અને આવક સારી થાય છે એટલે ફૂલો વિશે જો આપણે ખૂબ જાગૃત રહીશું અને સારી રીતે જો એને સમજીશું તો સારી ઉત્પાદનતા આપણને મળે અને કેવી રીતે છોડને આપણે વધારે સારો રાખવો કેવી રીતે પાણી આપવું એ બધું આપણે બહુ સમજી અને વિચારીને આ ફૂલને એ કરવા જોઈએ એટલે જેથી કરીને આપણને ફૂલનું ઉત્પાદન મળે ઘરેલું ઘરે આપણે આપણા પ્લાન્ટમાં બી આપણે ઘરે ઘરે કુંડામાં જાત જાતના ફૂલ વાવીએ છીએ હવે તો ટેરેસ ગાર્ડન બનવા માંડ્યા છે સીટીઓમાં પણ તેમાં જાત જાતના ફૂલો લોકો વાવી અને એનું એક રૂમ કરતા હોય છે ઉગાડતા હોય છે કે જેથી કરીને આવા ફૂલો સિટીમાં મેગા સિટીમાં બી આનું ઉત્પાદન ચાલુ કર્યું લોકોએ ટેરેસ ગાર્ડન દ્વારા અને ફૂલની ડિમાન્ડ ખૂબ જ રહે છે ફૂલની ડિમાન્ડ ભારત દેશમાં કોઈ દિવસ ઘટવાની નથી અને ઘટશે નહીં ને ભારતમાં અનેક પ્રકારના ફૂલોના મેળા જોવા મળે છે પ્રદર્શન યોજવામાં આવે છે જેમ કે અમદાવાદમાં હમણાં આ સાબરમતી સાબરમતી રિવરફ્રન્ટ પર આનો બહુ મોટો એ યોજવામાં આવેલો પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે કંઈ પણ એક ફૂલોનો બોઉ મોટામાં મોટો શો કરવામાં આવે છે ફૂલોનો બહુ મોટો શો કરવામાં આવે છે કે જેથી કરીને લોકો આકર્ષે ખેડૂતોએ આકર્ષાઈ ફૂલોના શોખીનો હોય તે પણ આકર્ષાય અને કેવી રીતે ફૂલો તમારે ઉગાડવા એ વીશેની સમજણ પણ થાય એટલા માટે અત્યારે જુદા જુદા પ્રદર્શનો થાય છે જોકે આમ દ્રષ્ટિએ તો હું તો મે તો કોઈ પ્રદર્શનમાં ભાગ નથી લીધો પણ મને ફુલ બહુ જ ગમે છે અને ફૂલ ખરેખર તમે કેવી રીતે ઉગાડો છો તેના ઉપર તમારો આધાર છે તમારી રુચિ ફૂલ પ્રત્યેની હોય તો તે ફૂલ સારી રીતે ખીલી જાય અને ફૂલોમાં બી એક વસ્તુ હોય છે જેવી રીતે આપણે ફ્રેન્ડ એકબીજાને મળીએ છીએ ને કેવા આનંદિત થઈ જઈએ છે એવી જ રીતે તમે ફૂલો સાથે દોસ્તી કરો તો આ ફૂલો એવા સરસ ખીલવામાં આપણે મદદરૂપ બને છે અને ખૂબ સરસ રીતે ખીલે છે અને ફૂલોને સંગીત બી ખૂબ ગમતું હોય છે અને ફૂલો સાથે તમે મિત્રતા કરો તો ફૂલો તમારી સાથે એમના સૌંદર્ય થકી તમારી સાથે વાતો કરતા હોય છે એટલે ફૂલ પ્રત્યે તમારો પ્રેમ ભાવ હંમેશા રહે છે રહેવાનો અને રાખવો જોઈએ એવું મારું માનવું છે